હા મને એવું બિલકુલ લાગે છે કે બાળકોને ગુજરાતી ભાષામાં શીખવવાનું મહત્ત્વ છે કારણ કે બાળક એનાં માતાના ગર્ભમાંથી શીખવાનું શરૂ કરતો હોય છે અને જ્યારે બાળક આ દુનિયામાં આવે છે ત્યારથી બાળક લગભગ બે વરસ સુધીમા મોટા ભાગમાં એના ઘરમાં બોલાતા શબ્દો ભાષા લહેકો આ બધી વસ્તુ એ શીખી જતો હોય છે તો જે ભાષા ઘરમાં બોલાતી હોય તેના શબ્દો અને તેના અર્થ અને તેની વસ્તુ બાળકને સમજાઈ જતું હોય છે એટલા માટે ગુજરાતી જે લોકો છે તેમનાં બાળકને ગુજરાતી ભાષામાં જ શિક્ષણ મળવું જોઈએ અને તેનું ખૂબ જ વૈજ્ઞાનિક કારણ છે